ઘરગથ્થું ઉપચારમાં કાચું દાડમ ખાવું કોફી પીવી વગેરે જે ઘરગથ્થુ ઉપચાર છે એનો ઉપયોગ ખાસ કરીને ગામડાઓમાં કરવામાં આવે છે